અમે શાળામાં ભણ્યા હોય અથવા બાળપણમાં સાંભળ્યું હોય એવા ભારતનાં સૌથી જાણીતા પૌરાણિક અને મધ્યકાલીન રાજાઓ વિષે તો અમે ઘણું બધું કહી શકીએ છીએ ભારતમાં મોગલો આવ્યા મોગલોએ ભારતમાં લગભગ આઠસો વર્ષ જેટલું ભારતમાં શાસન કર્યું અને મોગલોમાં પણ હુમાયુ બાબર અકબર ઔરંગઝેબ એવા ઘણાં બધાં સાહ શાહજહાં એવા ઘણાં બધાં રાજાઓ મોગલ વંશના થઈ ગયા એમાંના ઘણાં બધાં અકબરે અકબરે પણ ઘણો બધો વર્ષો શાસન કર્યું અને અકબરે પણ ભારતમાં બહુ સારું શાસન કર્યું એ પછી અકબરના જે વારસાયું બધા આવ્યા તેમા પણ ઘણાં બધાં હતા એ શાહજહાં શાહજહાં કે જેણે તેની પત્નીની યાદમાં મુમતાજની યાદમાં વિશ્વનો શ્રેષ્ઠ તાજમહલ જે મુહ દિલ્હીનાં આગ્રામાં આવેલો છે એ તાજમહલ શાહજહાં એ બંધાવેલો છે અને વર્ષો પહેલાં બંધાવ્યો અને આજે પણ એ સાત અજાયબીઓમાંની એક અજાયબી છે અને ભારતની નામના કાઢતું એ એ એક ઓલું કહેવાય કે પ્રતિક કહેવાય એવી રીતે મોગલ વંશમાં ઘણાં બધાં લાલ કિલ્લો છે જામા દિલ્લીની જામા મસ્જિદ છે આવા ઘણાં બાંધકામો મોગલ શાસનમાં મોગલના રાજાઓએ કરી ગયા મોગલના જે રાજાઓ હતા તે તે હતા ભારતની બહારથી આવેલા હતા પણ તે તેણે ભારતમાં ઘણું બધું સારું શાસન કર્યું એમાંના ઘણાં રાજા સારા થઈ ગયા અને એ લોકોએ પણ ભારત ભારતને પોતાના દેશ તરીકે અપનાવ્યો હતો અને ભારતમાં જ એને ઘણાં બધાં જેવી રીતે તાજમહલ છે લાલ કિલ્લો છે જામા મસ્જિદ છે આવા ઘણાં ઐતિહાસિક બાંધકામો મોગલ શાસન શાસનકાળમાં થઈ ગયા મોગલ શાસનકાળ પૂરું થયું પછી આપણા દેશમાં ટીપુ સુલતાન ટીપુ સુલતાન જે દક્ષિણમાં જેણે અંગ્રેજોને રોક્યા હતા એ પણ એક સારો રાજા ભારતમાં થઈ ગયો ટીપુ સુલતાનની પણ બહાદુરીના આજે ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એમના વખાણ થાય છે ટીપુ સુલતાન એટલે એટલે છપ્પનની છાતી કહેવાયને એવો શ્રેષ્ઠ રાજા હતો અને ટીપુ સુલતાને પણ બિનસાંપ્રદાયિક અને હિન્દુ મંદિરો પણ બનાવ્યા અને પ્રજાનું રક્ષણ કર્યું અને ટીપુ સુલતાન અને એમના એમની પહેલાં એમના જે દક્ષિણમાં જે મૈસુરમાં એમના એના ફાધર કે હૈદરઅલી કે હૈદરઅલી એ પણ બહુ સારું શાસન કર્યું હૈદઅલી હૈદરઅલીના સંસ્કારો ટીપુ સુલતાનમાં સવાયા ઉતરી આવ્યા હતા ને ટીપુ સુલતાન ને પણ ભારતમાં ઘણાં બધાં વર્ષો સુધી શાસન કર્યું અને અંગ્રેજો જે ભારતમાં આવ્યા હતા તો અંગ્રેજોનો અંગ્રેજો એમને ભારતમાં દક્ષિણમાં રોકી રાખ્યા હતા અને હિંમત રાખી અને એ લડ્યો હતો ટીપુ સુલતાન એ સિવાય આપણા મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ નો પણ એક સારો વારસો છે ઈતિહાસ છે મહારાણા પ્રતાપ નું પણ એક એક ધોડો હતો ચેતક ચેતક જે પણ એટલો બધો ઓલો ક શું કહેવાય ટ્રેનિંગ કરેલો હતો કે એ પણ યુદ્ધમાં એક સૈનિકની જેમ મહારાણા પ્રતાપને સાથ આપતો એ સિવાય છત્રપતિ સાહ છત્રપતિ સાહ સાહુ મહારાજ જે મહારાષ્ટ્રમાંથી થઈ ગયા એમનો પણ એક એક એક સારો ઈતિહાસ છે એને પણ ભારત ભારતમાં એક રાજા તરીકે સારી ખ્યાતિ પામ્યા છે એ સિવાય અગાઉ આપણે અશોક અશોકના નામનો અશોક ચક્ર અશોક પણ એક સારો રાજા થઈ ગયો એમ ભારતમાં અનેક અનેક રાજા રજવાડાઓ થઈ ગયા અને એ રજવાડાઓ આપણે ભારતને દરેક દરેક રાજાનું કાંઈક ને કાંઈક ભારતમાં ભારતમાં એમનું યોગદાન છે અને આ રાજાઓ એ ભારતને કાંઈક ને કાંઈક આપ્યું છે મોગલ વંશનો ઈતિહાસ તો આપણે કીધું કે મોગલ મોગલો તો બહારથી શાસન કરાયા હતા જે એમના હુમાયુ હુમાયુ બાબર અને અકબર અકબરે અકબરે પણ એને એને ન્યાય માટે પ્રિય હતો શાહજહાં તો અને એવી રીતે ઔરંગઝેબના પણ અનેક કિસ્સાઓ છે ઔરંગઝેબનો એક કિસ્સો મને યાદ આવે છે કે ઔરંગઝેબનો સિપો ઔરંગઝેબ દર શુક્રવારે જુમા મસ્જિદ ખાતે ન્યાય માટે એ વેશપલટો કરીને ઊભો રહેતો હતો ત્યારે એક યુપીના એક એક બ્રાહ્મણ વ્યક્તિ પોતાની ફરિયાદ શુ શુ શુક્રવારે તે સાંભળતો તે ફરી ફરિયાદ ફરિયાદ માટે આવ્યો હતો અને ઔરંગઝેબનો જે સિપો સાલાર હતો એ બ્રાહ્મણની છોકરીને હેરાન કરતો હતો ત્યારે એ બ્રાહ્મણ યુપીથી તેને મળવા આવ્યો અને એણે અકબરને અકબરને એણે ઓળખ્યું કીધું કે ભાઈ આ રીતને મારી છોકરીની સાથે એ લગ્ન કરવા માંગે છે અને મને પરાણે આ સિપો સાલારે સત્તાનો દૂરઉપયોગ કરી અને મારી છોકરીને પરેશાન કરે છે ત્યારે ત્યારે ઔરંગઝેબે એણે કીધું તમે તમ ચિંતાય નહીં કરો ઔરંગઝેબના શાસનમાં કોઈ ની પણ સાથે અન્યાય નહીં થાય અને અક એ ઔરંગઝેબ એ બ્રાહ્મણ ને હૈયાદર્પદ આપી અને પછી જે સમયે એ બીજો વેશપલટો કરી અને ત્યાં ગયો હતો અને એણે એના સીપો સાલારની જે જોઈ કર્મો જોયા કે એ બ્રાહ્મણની છોકરીને બળજબરી કરતો હતો એની સાથે લગ્ન કરવાનું અને ખોટી રીતે ઉપયોગ એની સત્તાનો દૂરઉપયોગ કરતો હતો તો ઔરંગઝેબે એક પણ ક્ષણનો કોઈ પણ જાતનો ધાર્મિકતાનો કે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના એના એમના જે ઊંચા હોદ્દા પરની વ્યક્તિ હતી એમનું સર કાપી નાખ્યું અને બ્રાહ્મણને ન્યાય આપ્યો હતો આમ ત્યારનાં જમાનાનાં દરેક રાજાઓ ખરેખર બહુ શ્રે સારા હતા આજનાં આજનાં આજનાં યુગ જમાના જેવું નથી કે ત્યારે કોઈ દરેક દરેક રાજા હતા એ વિસ્તારવાદી હતો તેને ધર્મ જાતિ જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા ન હતું આ ઈતિહાસ આપણો ઉજડો છે

આ અંગ્રેજોએ પણ ઘણી બધી અંગ્રેજોના ઘણાં બધાં નેગેટિવ પાસા છે તેની સામે અંગ્રેજ શાસનનાં ઘણાં બધાં સારા પાસાઓ પણ છે આપણે કોઈ પણ વ્યક્તિનું ઈતિહાસ જોતાં પહેલાં માત્ર તેની માયનસ સાઈડ જોવા કરતાં એની ચ એની એના પોઝીટીવ વસ્તુ આપણે જોઈએ તો આપને ઈતિહાસમાંથી ઘણું બધું શીખવા મળે એટલે અંગ્રેજો એ પણ ભારતને ડેવલોપ કરવામાં ઘણું બધું યોગદાન આપવું જોઈએ આપણે ટ્રેનની શરૂઆત અને ટપાલની શરૂઆત અંગ્રેજોએ જ કરેલી છે અને અંગ્રેજોની ડિસિપ્લિન ના તો આપણે કાયર થઈ જવું જોઈએ કારણ કે અંગ્રેજ શાસનમાં આપણ ને ખબર પડી કે ડિસિપ્લિન શું કહેવાય આ અંગ્રેજોએ ભારતની સત સંપતિઓ પોતાના દેશમાં લઈ ગયા અને ઘણું બધું ભારતને નુકશાન કર્યું પણ સાથે સાથે ઘણી બધી સારી વસ્તુઓ ડિસિપ્લિન છે ઘણું બધું ભારતનું ડેવલોપ છે અંગ્રેજોએ બંધાવેલા રેલ્વે સ્ટેશનો આજે પણ ભારતમાં આપણે ગમે ત્યાં જોઈએ છીએ આજે પણ વર્ષો પહેલા અંગ્રેજોના બંધાવેલા બાંધકામ હોય કે મોગલ શાસનકાળના રાજાશાહીના બંધાવેલા બાંધકામો હોય તે આજે પણ એવો કોઈ આર્ટ આર્કિટેક નથી આજે પણ આપણા જે શાસકો જે કાંઈ બંધાવે છે જે કાંઈ બાંધકામો કરે છે આપણે ઘણી વાર ન્યૂઝ પેપરમાં વાંચીએ છીએ કે આ ફલાણી સરકારમાં જે પુલનું ઉદ્ઘાટન થાય એને એક મહિનામાં જ એ પુલ પુલ પાછો નીચે પડી જાય અને કેટલા લોકો મરી જાય અને અંગ્રેજોને મોગલ કાળમાં બંધાયેલા ઘણાં બધાં ભવ્ય બાંધકામો આજે પણ અડીખમ ઉભા છે આજે પણ એમાંથી એક કાંકરી પણ ખરી નથી ત્યારે ખરેખર એ લોકોની ઈમાનદારીને અને દેશ પ્રત્યેની વફાદારી એમણે પણ શાસન કર્યું હતું અને ત્યારે એ લોકોએ પણ ભારતને પોતાનો દેશ ગણી અને મોગલોએ તો ખરેખર ભારતને પોતાનો દેશ ગણી ને જ આ લોકોએ શાસન કરેલું છે આજે આપણે ખોટી રીતે મોગલ મોગલ વંશને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે અને એમના એમના વંશના નામે અને આજે સત્તા અને રાજકી રોટલા સેકવાનો આજે જે પ્રયત્ન થાય છે મોગલો ને જે જે આપણે વિલન તરીકે ચીતરે છે એ ખરેખર ખોટું છે મોગલોએ ભારતનાં ઈતિહાસમાં ઘણો બધો ફાળો આપેલો છે આપણે આજનાં જમાનામાં આ આ પ્રજા આ આજનાં જે રાજકી રાજકી નેતાઓ છે એ તો મત માટે થઈ ને કોઈ પણ રીતે કોઈ પણ રીતે કોઈ પણ સારા માણસને વિલન ચીતરી શકે એવી એ લોકો આજે કામગીરી કરે છે જે ખરેખર ખોટું છે જે લોકોએ ભારત માટે યોગદાન આપેલું છે તેને ખરેખર સરાહનીય કામગીરી કરેલી હોય તેમને નવાજવા જોઈએ તેમના વખાણ કરવામાં તેમનો ઈતિહાસ લખવામાં લોકોને ભણાવવો જોઈએ એમાં કોઈ કાંઈ વાંધો ન હોવો જોઈએ ચાહે ટીપુ સુલતાન હોય ચાહે મોગલ હોય ચાહે મહારાણા પ્રતાપ હોય ચાહે શિવાજી મહારાજ હોય ચાહે અંગ્રેજો હોય કોઈપણ વ્યક્તિએ જે કાંઈ ભારત માટે ભલે શાસન કર્યું ત્યારે એના શાસનમાં દરેક વસ્તુ નેગેટિવ થઈ હોય એવું નથી એણે એ લોકોએ પણ ઘણું બધું આપણા દેશ માટે કરેલું હોય અને એ દેશ દેશ માટે જે કાંઈ એ લોકોનો ફાળો હોય તેને આપણે પોઝીટીવ રીતે વર્તવું જોઈએ અને એ એ વસ્તુ આપણે એમને એમને સરાહવી જોઈએ અને એ રીતે આપણે ભારતનાં ઈતિહાસને આપણે યાદ કરવો જોઈએ અને ભારતનો ભવ્ય ઈતિહાસ છે એમાં જે યુગપુરુષો થઈ ગયા રાજા મહારાજાઓ અને અંગ્રેજોનાં શાસન સુધી આપણે આઝાદી મળી ત્યાં સુધી ઘણા લોકોએ સારા કાર્યો કરેલા છે તો એને આપણે સરાહના કરવી જોઈએ અને એના પોઝીટીવ કાર્યોને આપણે લેવા જોઈએ માત્ર નિંદા કરવાથી કોઈ પણ કોઈ પણ વસ્તુનું કાર્ય પૂર્ણ નથી થતું એટલે સારી વસ્તુ હોય તેને વખાણ કરવા જ જોઈએ આજનાં જમાનામાં જ્યારે આ બધું અત્યારનો જેટલો માહોલ છે એ માહોલની હું નિંદા કરું છું જે લોકોએ સારા કાર્યો છે તેને સરાહવા જોઈએ